મારે લેખનકાર્યની નિત્ય આદત છે હું મારું જીવનની અંદર જે કંઈ નવું જાણું જોઉં કે વિચારું તેના વિશેનું સતત લેખન કાર્ય કરું છું અને આ લેખનકાર્ય યોગ્ય રીતે થાય અને સારી રીતે થાય શબ્દભંડોળ યોગ્ય વસ્તુને રજૂ કરતા શબ્દભંડોળનો ઉપયોગ કરું અને આ રીતે હું મારું લેખનકાર્ય નિત્ય કરું છું